તમે સ્વિગીમાંથી વાત કરી રહ્યા છો તો એમાં મીઠાઈઓ કઈ કઈ હોય છે હા એટલે ગુલાબજાંબુ બાસુંદી હં આઇસક્રીમને એવું કંઈ હોય છે હં આઈસ્ક્રીમમાં કયા ફ્લેવર હોય છે એટલે ચોકલેટી વેનીલા માવા ગ્રીન ઓકે ઓકે અને આપણે ગુલાબજાંબુ રસગુલ્લા અને એ બધું હશે ઓકે કેટલા પૈસા થશે ઓકે તમે અહીં આવ આવશો આપવા હોમ ડિલિવરી થશે ઓ એક્સ્ટ્રા ચાર્જ લો છો એમ કેટલો લેશો પાંચસો રૂપિયા તો હું થોડું વધારે લઉં તો તમે ડિસ્કાઉન્ટ નહીં આપો થોડો ઠીક છે ઠીક છે તો આવી જાવ વાંધો નહીં હા થેંક્યુ